હેલો હા બોલીએ શાના ઉપર લોન લેવાની છે અચ્છા તો તમારે કાર ઉપર લોન લેવાની છે એવું હા કઈ કાર લેવાની છે તમારે અચ્છા એટલે અને તમારું અત્યારે બજેટ કેટલું છે અત્યારે દેવાનું મતલબ છે કે નહીં અચ્છા એમ અને તમારે મતલબ ત્યાં સાથે કોઈ ગિરવી રાખવા માટે લોન માટે શું શું છે જોબ તરીકે કોઈ અચ્છા એવું શું પણ ઈનકમ છે તમારી તેમાં અચ્છા એવું છે હા હું તમારી ડિટેલ તમારી ડિટેલ મોકલી દો એ પહેલા વેલીડ છો કે નહીં લોન માટે તે હું ચેક કરી લઈશ હા એવું તમને વ્હોટ્સઅપમાં મોકલી દઈશ કે એ ડોક્યુમેન્ટ તમે મોકલી દેજો તો એ પ્રમાણે હોય વેરીફાય છે કે નહીં ચેક કરી અને તમને જણાવી લઈશ તમે લોન માટે અવેલેબલ છો કે નહીં એ તમારે મતલબ ઇન્કમ ઉપર ડિપેન્ડ છે તમારી ઈનકમ એક બે છે અને એના ઉપર તમને ડીપેન્ડ થઈ એટલે રિક્વેસ્ટ માંગે છે કે નહીં ઓકે તમે વિનાના હાથમાં આવશે એ તમને બધું જણાવી દેવામાં આવશે ત્યારે અચ્છા સારું ચલો તમને જે ડીટેલ મોકલ્યું છે એ તમે ફોરવર્ડ કરી દેજો મને સારું ચલો